ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર નાના અને મધ્યમ કદના ખેતરો જોવા મળે છે અને આ ખેતરોની નાના અમુક ખેડૂતો આ સંભાળી શકતા હોય છે અને વધારે મજૂરોની પણ જરૂર પણ પડતી નથી અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર રોકડીયા પાક તરીકે કપાસ છે મગફળી છે સોયાબીન છે વગેરેનો વાવેતર કરવામાં આવે છે અને આ વાવેતર એટલી પેલામાં થાય છે કે જે ગુજરાત રાજ્યમાં તેમજ આખા આપણા રાષ્ટ્રીય કક્ષાએ પણ ગુજરાતનો ફાળો આ પાકની કારણે લગભગ દસથી પંદર ટકા જેટલો હોય છે અને એને કારણે નાના ખેડૂતો અને મધ્યમ કદના ખેતરો હોય છે તેમાં તેઓ અંગત રીતે પોતે પણ એમાં ભાગ લઈ શકે છે અને વધુમાં વધુ પાક ઉતરે તેની સંભાળ લઈ શકાય છે જેમ કે મજૂરોનું અત્યારે એટલા પ્રશ્નો હોય છે કે મોટા ભાગે મજૂરો મળતા નથી અને ખેતરો એટલા બધા હોય છે એટલું બધું વાવેતર થયું હોય ત્યારે ઘણી વખત મજૂરોનો પ્રશ્ન ઊભો થતો હોય તો સમયસર પાક લઈ ન શકાય તેને કારણે નાના અને મધ્યમ કદના ખેતરોમાં જે તે ખેડૂત પોતાના કુટુંબ કબીલા સાથે એમ કે ખેતરોમાં જઈ શકે અને આવી વસ્તુઓ પાક ઉતારી શકતા હોય છે અને જે ખરેખર સ્થાનિક અર્થતંત્ર માટે એકદમ ફાયદાકારક હોય છે સરકારશ્રી તરફથી એમએસપી નક્કી કરી અને અમુક વખતે ખરીદી કરવામાં આવે છે અને આ ખરીદીને કારણે ખેડૂતોને પોતાના ટેકાના ભાવ મળી રહે છે અને તેઓ સમયસર પોતાના પાકનું વેચાણ કરી અને પોતાની મૂડી છૂટી કરી શકતા હોય છે અને ખાસ કરીને તેને ગોડાઉનમાં ભરીને રાખવાનો પ્રશ્ન રહેતો નથી સાચવવા માટેનો પ્રશ્ન રહેતો નથી અને આને કારણે સરકારને પણ ફાયદો થાય છે સરકાર પોતાની ટેકાના ભાવે ખરીદાયેલી વસ્તુઓ નિકાસ કરે છે અને વધુ ભાવ મળતા હોય તેવા સમયે સરકારશ્રી આ અર્થતંત્રમાં એમકે મોટો ફાળો એમને મ મળી શકતો હોય છે અને ખેડૂતોને પોતાની જણસની યોગ્ય કિંમતો પણ મળી શકે છે અને આ રીતે આપણું અર્થતંત્ર એક આખું સાઇકલની ત તરફ તરફથી કામ કરે છે સાઇકલની જેમ કામ કરે છે અને જેને કારણે ખેડૂતો આ આગલા દર વ બીજી સિઝન માટેની પણ તૈયારી કરી શકે છે અને એમ આ મધ્યમ કદ અને નાના સમુદાયના જેટલા ખેતરો છે એમાં વધુમાં વધુ પાક મેળવી શકાય છે અને એ રીતે સરકારશ્રીને પણ આનો વધુમાં વધુ ફાયદો મળે છે